ગુજરાત ગુજરાત ફરવા માટે સૌથી સારું અને ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસન લોકો આખા ભારતમાંથી વિદેશમાંથી પણ ઘણા આવે છે પ્રવાસન સ્થળ જેવા કે ગિરનાર પાલીતાણા સાપુતારા સાસણ ગીર અમદાવાદમાં આજુ બાજુના લોકો આ ઘણી અજાયબી છે અજાયબીની વાત કરીએ તો ગુજરાતમાં જેટલી પુરાતત્વ ખાતા છે જેમ કે જુનાગઢમાં ઉપર કોટ છે અમદાવાદમાં ઝાંખી છે મ્યુઝિયમ છે મોકરબાદ છે આ આ વસ્તુ વિશ્વ વિખ્યાત છે પણ સાથે સાથે ગુજરાત ટુરિઝમ તે પણ ઘણું સક્રિય છે ગુજરાત ટુરિઝમની દરેક જીલ્લા વાઈઝ જેમ કે જુનાગઢ છે રાજકોટ છે અમદાવાદ છે મહેસાણા છે જામનગર છે બધા જીલા વાઈઝ અધિકૃત ઓફિસ છે જે પણ ગામના સેન્ટરમાં કે મુખ્ય ચોકો હોય ત્યાં જ ઓફિસ આવેલી છે અને ત્યાં પણ દરેક કર્મચારી ટાઈમસર સમયસર ઉપલબ્ધ પણ હોય છે મારે ત્રણથી ચાર વાર મુલાકાત થઈ છે ગુજરાત ટુરિઝમની ઓફિસમાં તેની મુલાકાતમાં તે લોકોનો રિસ્પોન્સ પણ ઘણો સારો હોય છે માહિતી પણ ઘણી સારી આપે છે ઈવન તેનાથી વધુ એની સારી એક્ટીવિટી મેં મારા શહેરમાં ને એમાં જોયેલી છે કે તેઓ લોકો બહારગામથી આવેલા પ્રવાસીઓ માટે ઠેર ઠેર કઈ જગ્યાએ જાવું ગિરનાર જવાનો એરો કઈ બાજુ છે કે ભવનાથ જાવા માટે કઈ દિશામાં જાવું જુદી જુદી જગ્યાએ એરો મરેલા છે મિન્સ તીર લગાડેલું છે કે આ તરફ જાશો એટલે નવા લોકોને કોઈને પૂછવું પણ નો પડે અને એ સમયસર સાચી જગ્યાએ પહોંચી શકે આ ઉપરાંત બધી હોટલ વાળાને પણ કઈને કે જુનાગઢને આજુ બાજુ ફરવાના લોકેશનો જે પણ માં જાઓ તો તે પણ એના કાર્ડમાં વીઝીટીંગ કાર્ડમાં છપાઈને આપે છે આ ઉપરાંત સૌથી સારું જે ગોટ છે કે જુનાગઢમાં એન્ટ્રી થશું મજોરી ગેટ પાસે અથવા જે પણ એન્ટ્રી ગેટ છે ગામના ત્યાં એક મોટો મેપ લગાડેલો જુનાગઢનો કે કઈ વસ્તુ જોવા લાયક છે ક્યાંથી જવાશે કેટલું આજુ બાજુ છે તો આ ગુજરાત ટુરિઝમની એકટીવિટી છે જે ઘણી સારી છે એની વેબસાઈટ ઉપર પણ બધું અવેલેબલ છે અને ઈઝીલી એક્સેસેબલ છે વેબસાઈડની ડિઝાઈન પણ ઘણી સારી છે હું અહીંયા ઘણી વાર જાઉ જ છું ગુજરાત ટુરિઝમની અંદર આવતા ગેસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસની પણ ફેસેલીટી ઘણી સારી છે અને મેન્ટેન સાફ સફાઈ પણ ઘણી સારી કરે છે ને કોઈપણ વ્યક્તિને ત્યાં ઊતારો કરવો હોય તો પણ સારી રીતના અને સારા ભાવમાં મલી રહે છે અને લોકોને એટલું હેરાન થાવું ન પડે આ સાથે ગુજરાત ટુરિઝમ જેટલી સારી એકટીવિટી કરે છે તો તેના કારણે શું થશે ઈ લોકોને માહિતી ફોન ઉપર પૂછવામાં આવે તો પણ માહિતી ઘણી સારી આપે છે જુનાગઢ લેવલે ભવનાથ ઈલાકામાં દર વર્ષે પાંચથી છ વાર ગુજરાત ટુરિઝમ એક સેમિનાર કરે છે મિન્સ મંડપ કરીને એક્ઝિબિસન જેવું કે ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ક્યાં ક્યાં છે ત્યાં તમે કઈ રીતે જઈ શકશોને ત્યાંની શું શું ખૂબી છે એ તો જેના કારણે વધુમાં વધુ પ્રવાસી લોકોને માહિતી પણ મળે અને વધુમાં વધુ લોકોને રોજગારી મળે કેમ કે ઘણા પ્રવાસન સ્થળો ઉપર રોજગારી પ્રવાસીઓના લીધે જ હોય છે એટલે આવા જુદા જુદા જીલ્લાઓમાં વારંવાર આ લોકો આવી એકટીવિટી કરતાં હોય છે જેના કારણે લોકોને માહિતી મલે અને ગુજરાત ટુરિઝમના લીધે લોકો સુધી આ વસ્તુ પહોંચે તો ખબર રહે કે ક્યાં ક્યાં ફરવા જઈએ અને એ એટલે મારા મતે ગુજરાત ટુરિઝમ અત્યારે ઘણું સારું અને સારી રીતે કામ કરી રહ્યું છે તેના કર્મચારી પણ ઘણું સારું કામ કરે છે અને માહિતી ઘણી સારી રીતે આપે છે